હલો હા મને છે ને મને છે ને કોઈએ તમારો નંબર આપ્યો છે કે તમારી બહુ મોટી વાડી છે ને તમારા આંબા બહુ સારા છે તો જરાક જણાવશો તમારી વિગતો હં હં અચ્છા અચ્છા મને છે ને આખુ આખુ આંબો જ જોઈએ છે તમારો જેટલું પણ તમારી પાસે તમારા પાસે આંબા છે એ બધાની જ હું ઉતારી લઈશ એટલે આખા મને તમે જણાવો ને કે તમારી શું રે ભાવ રહેશે બધા આખે આખા આખાનું જ બતાવો ને મને તમે ના બધી જ તમારી વાડીની બધી કેરીઓ હું ઉતારી જઈશ પણ મને તમે ભાવ બતાવો મારા ટ્રેકટર આવશે અને બધી ઉતારી દઈશું અમે તો તમે મને ભાવ બતાવો એટલે હવે ત લગભગ કેટલા મણ નીકળશે તમારે ત્યાંથી કેરી સાતસોથી આઠસો મણ અચ્છા ઓહ ઠીક છે તો પછી એનું હા હાં બધી જ સાથે જ લઈશ હા મને સાથે જ જોઈએ છે તો મને તમે જરાક ભાવ કહો ને કે શું ભાવ રહેશે અચ્છા અચ્છા તો બહુ ના ફિક્સ નહીં એ તો હું આખી વાડી જોઇશ ને મારા કારીગર આવશે ઉતારવા માટે તો મારો ખર્ચો પણ થશે તો મને તમે એક કામ કરો ને ચારસો રૂપિયા રાજાપુરી આપી દો સાતસો રૂપિયા અરે પાન છસ પાંચસો રૂપિયા કેસર અને હાફુસ આપી દો મણ અને જે જે જે જે થશે જે આખી વાડીનું ટોટલ થશે એમાં તમને પાંચસો હજાર રૂપિયા ઉપર ઉમેરીને હું આપી દઈશ એટલે પણ તમે વાત કરી જુઓ

હં હા હા ના પણ હું તો જ હું તો જ આવું હું તો જ આવું જો તમને થોડુંક ભાવમાં ફેરફાર કરો કેમકે આ તો બહુ બહુ મોટો ભાવ તમે કહો છો પછી હું આગળ વેચીશ તો મને કંઈ મ નફો મળે તો જ આગળ હું વેચું ને હા ચાલો ઠીક છે મળીએ હા હા હું હું પરમ દહાડે આવું હા હા ઠીક છે ઠીક છે ઓકે